હું નિલાક્ષ વાત કરું છું મારે છ તારીખે અહીં સુરતથી અમદાવાદ જવું છે અને એના માટે મને કાર ભાડા પર જોઈએ છે તો તમારે ત્યાં મળી જશે અમે ફેમેલીમાં છ જણા છીએ અને અમને છોએ છો જણાંને એકદમ કન્ફરટેબલી જવા માટે ઈનોવા કાર જોઈએ છે તો તમાર તાં ઈનોવા કારનો શું પ્રાઇઝ છે તે મને જરાક જણાવજો મારે ત્યાં જે ફેમીલી છે એમાંથી જે મારા નાના દાદા છે એમને થોડુંક સફોકેશનનો ઈશ્યું છે તો એના લીધે એમને એસીવાળી કાર જોઈએ છે તો જે પણ મને તમે પ્રાઇઝ આપો તે બેસ્ટ ડીલ આપજો અને મારે એસીવાળી જ કાર બુક કરાવવાની છે તો જે તમે ભાવ કો છો તે કેટલા રૂપિયા કિલોમીટર પડશે જરાક મને એ કહેજો ને અને ઈનોવા ગાડી છે તો એની અંદર જે સિક્સ સીટર કાર આવશે એકદમ કંફર્ટેબલી બેસે એવી તો એ જ આવશે ને અને આજે તમે મને ભાવ કહી રહ્યા છો કે ઈનોવા ગાડીનો ચાર રૂપિયા કિલોમીટર પડશે તો એનાથી ઓછું કંઈ થાય એવું નથી સર અમારે છ જણને જવાનું છે અને સેલ્ફ ડ્રાઈવ કારમાં સર આટલું બધું તમે વધારે ભાવ રાખો છો તેનામાં કંઈ ડિસ્કાઉન્ટ સર રાખો અને તમે જે ચાર રૂપિયા કહો છો એના કરતાં એનામાં ત્રણ રૂપિયા રાખો એ વ બેસ્ટ છે અને કાર મને ચા છો તારીખે સવારમાં જોઈએ છે ચાર વાગે અને હું તમને કાર આપી દઈશ બે દિવસ પછી સાંજે નવ વાગે એટલે કે આઠ તારીખે સાંજે નવ વાગે તમને કાર મળી જશે અને જે તમારાથી થાય એટલા બેસ્ટમાં બેસ્ટ પ્રાઇઝ મને આ નંબર ઉપર વોટ્સઅપ કરજો ને ઓકે